હા અમારા વિસ્તારમાં કેટલાક એવા આસપાસના સ્થળો છે કે જેમાં સંસ્કૃતિ ધાર્મિક મહત્ત્વ કુટી કુટીને ભર્યું છે અને એમાં પ્રવાસીઓ પણ મુલાકાતો લેવા માટે આવે છે જેમ કે હું વાત કરું કે ત્યાં અમારા અમારા એરિયામાં એક લેક છે એ બહુ ફેમસ છે ત્યાં અવારનવાર પ્રવાસીઓ મુલાકાત લેવા આવતા હોય છે પછી બીજી જગ્યાની વાત કરું તો વાવ ત્યાંની વાવ બહુ ફેમસ છે ત્યાં લોકો અવારનવાર વિદેશી લોકો પણ ફોટોગ્રાફી માટે મુલાકાત લેવા માટે આવતા હોય છે અને રિવાજોની વાત કરું તો રિવાજોમાં કેટલાક પોતપોતાના સંસ્કૃતિ મુજબ પોતપોતાના પહેરવેશ એ બધા રીતે પોતપોતાના રીતે પાળે છે